હા ગુડ ઈવનિંગ મેમ હા સમાચાર

હા બોલો ને મેડમ

ઓ હા

હા એટલે મારે એ જ પૂછવાનું હતું કે મારે ડાઈલોગ કઈ રીતે બોલવાનો છે કેમેરાની સામે જોઈને બોલવાનું છે કે બાળકની સાથે રાખીને બોલવાનો છે એ મને થોડુંક સરળતાથી સમજાવી શકો તો મારા માટે સરળ રહેશે

હા હા બરાબર ઓકે બરાબર હમ હં

હા તો હા હા એટલે એ છે કે મારે એ બોલવા માટે ડાઈલોગ બોલાવવા માટે કેટલા મિનિટનું ટાઈમ લિમિટ આપણે કાંઈ રાખેલી છે કે હું

હા હા એટલે એ જ પૂછવાનું હતું કે દસ મિનિટનો સોટ છે એટલે મારે દસ મિનિટની અંદર આ બધું કવરઅપ કરી લેવાનું છે સ્પીચ ને બધું અને એક્સપ્રેસન પણ સારા આવવા જોઈએ એ બધું પણ ધ્યાનમાં રાખવાનું છે ને હા અને બાળક શું બોલશે હં અને બાળકને શું બોલવાનું છે પહેલાં એને બોલવાનું છે કે મારે બોલવાનું છે

હા હા એટલે બાળકને હા તો વાંધો નહીં બરાબર છે બીજું કંઈ તમે ડાઇરેકસન મને આપી શકો એમાં કંઈ વધારે આપણે સારું વેરિયએશન લાવવું હોય તો એના માટે તમે મને ગાઈડ કરો તો સારું વધારે આપણો ડાઈલોગ સરસ થઈ શકે હા હા હા આપણે એવું ટ્રાઇ કરીએ ઓકે ભલે મળીએ હં આવજો